ગુજરાતના મુખ્યમંત્રી અમૃત યોજના અને આયુષ્યમાન ભારત જેવી આરોગ્ય ઇન્સ્યોરન્સ યોજના અસરકારક રીતે અમલમાં આવી છે જેનાથી ગરીબ પરિવારનાં લોકો માટે આરોગ્ય સંભાળની પહોંચ વધે છે પરંતુ કેરળ અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યો જે છે તેમાં પ્રાથમિક આરોગ્ય સેવા અને ઉપચારની સુવિધાઓ વધુ સારી પ્રદાન કરવામાં આવી છે હવે જોઈએ તો તમિલનાડુ કેરળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં યુપી મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં સારી એવી મરણ દર ગુજરાતમાં બાળમરણ દર ગુજરાતમાં કેરળમાં માતૃ અને બાળ આરોગ્યમાં સરવાળી રીતે ઉત્તમ સ્થિતિઓ જોવા મળે છે કેમકે ત્યાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે છે અત્યારે રોગનું જોઈએ તો મેલેરીયા કેન્સર જેવાં રોગોનાં નિયંત્રણ અને સારવારમાં ગુજરાતે નોંધપાત્ર પ્રયત્ન કર્યા જ છે પરંતુ કર્ણાટક કેરળ જેવી રાજ્યોનાં ઉચ્ચ પ્રમાણની સરખામણીઓમાં સુધારની જરૂર છે જ પ્રતિરોધક રસીમાં રાજ્યમાં નેશનલ પ્રોગ્રામ્સ સુધારાત્મકતાની કારીગીરી છે પરંતુ કેરળની તુલનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેવડી અકસ્મિકતા હજી નથી ગુજરાતના સરકાર આરોગ્ય ક્ષેત્રે લગભગ પાંચ ટકા જેટલો જીટીપી ખર્ચ તો લગાવે જ છે અત્યારના જે કેરળ તમિલનાડુ અને કર્ણાટક જેવાં રાજ્યો છે તેમાં વધુ ખર્ચ કરતા તેમની આરોગ્ય સેવાઓ માટે સુધારાઓ લાવવાના છે ગુજરાતની સરકારને આરોગ્ય ક્ષેત્રે વધુ સંશોધન ફાળવાના પ્રયત્ન કરવાના છે ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચેનાં અંતરમાં આપણે કહીએ તો શહેરી વિસ્તારોમાં સર્વાંગી આરોગ્ય સુવિધાઓ અને વિશિષ્ટ સારવાર ઉપલબ્ધ છે પરંતુ ગામડાઓમાં એવું નથી ગામડાઓમાં આરોગ્ય સુખ સુવિધાઓ જે છે એમાં ખોટ છે અન્ય રાજ્યો જેમકે કેરળ આ ક્ષેત્રમાં સરવાળી સ્થિતિ ધરાવે છે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં લગભગ આરોગ્ય સેવા સારી પહોંચી શકે છે તો બસ હું તમને એટલું જ કહીશ કે ગુજરાતની આરોગ્ય સંભાળની ગુણવત્તા વિવિધ રાજ્યો સાથે સરખાવીએ તો તેણે કેટલીક મહત્ત્વની સિદ્ધિઓ મેળવેલી પણ છે આપણાં ગુજરાતમાં લોકોને ખાવા પીવાનો ખૂબ જ શોખ છે તો ખાવા પીવાની બાબતમાં પણ તેઓ ખૂબ જ સારો એવો ઉપયોગ કરે છે જે અલગ અલગ પ્રમાણની ખેતીઓ છે તે ખેતીઓમાં પણ તેઓ સારું એવું પ્રદાન આપે છે પ્રાથમિક આરોગ્ય માતૃ અને બાળ આરોગ્ય અને ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ જેવાં ક્ષેત્રોમાં ગુજરાતને હજી સુધાર કરવાની જરૂર છે ગુજરાતનાં લોકો ખાવા પીવાના શોખીન છે તેથી તે ઘણી બધી ખેતીઓમાં ઘણું બધું એવું કાર્ય કરે છે કે જેનાં લીધે સારા એવાં ફળ ફ્રૂટ તથા શાકભાજીઓ આપણને પૌષ્ટિક આહાર તરીકે મળી શકે છે ગુજરાતના શહેરોમાં ઘણી સારી સુવિધાઓ વિકસેલી છે તેમાં મોટી હોસ્પિટલ ખાનગી ક્લિનિક અને આરોગ્ય સંસ્થાઓ મોટી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે અમદાવાદ વડોદરા સુરત પછી ઘણાં બધા એવાં રાજ્યો છે જે બહુઆયામ અને અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે મુખ્યમંત્રી અમૃતમ આયોજન યોજના જે આરોગ્ય માટે સેવા પહોંચાડવામાં મદદરૂપ બને છે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં ખાનગી સેકેટ્ર અને આરોગ્ય સંભાળ માટે વધારે આધાર રાખવામાં આવે છે તમિલનાડુ હિમાચલ પ્રદેશ કેરળ જેવાં રાજ્યોમાં સરકારી આયોજ્ય યોજનાઓ વધુ મજબૂત છે પરંતુ કેરળ ગામ ગ્રામ્ય અને નગર બને વિસ્તારોમાં આરોગ્ય સંભાળમાં વિસંગતિઓ ઓછી છે આરોગ્ય સેવા કે સર્વાંગરૂપે ઉપલબ્ધ છે અત્યારે આપણે જોઈએ તો બે હજાર ચોવીસમાં ગુજરાતમાં માતૃત્ત્વ સંભાળ અને બાળકોનાં આરોગ્યમાં કેટલાક સુધારા થયા છે પરંતુ માતૃત્ત્વ મરણ દર અને બાળમરણ દર હજુ કેરળ અને તમિલનાડુમાં તેની તુલનામાં તો વધુ જ છે ગુજરાત અને મહારાષ્ટ્ર જે આરોગ્ય સંચાલય અને ખૂબ પ્રતિકારક ઉદ્દેશ્ય અભિયાનો ચલાવી રહ્યા છે પરંતુ મલેરિયા ડેન્ગ્યુ ઘણા બધા એવા મચ્છરવાળા જે રોગો છે જેના લીધે ગુજરાતના ઘણા બધા કાર્યક્રમો ચાલુ છે જેના લીધે જ આ મલેરીયા ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો છે કે જેના લીધે તાવ શરદી ઉધરસ જે આપણાં શરીરમાં આવે છે અને આપણને થોડું નુકસાન કરે છે તો તેને કેવી રીતનાં અટકાવવું તેની દવાઓ ઔષધિઓ પણ ગુજરાતમાં અત્યારે હાલ મૌજૂદમાં છે નિયંત્રણની દિશાઓમાં વધુ સારાં પરિણામો જોવા મળે છે અત્યારે જે કેરળમાં રસીકરણ અભિયાનો અને નિયંત્રણ કાર્યક્રમો અમલમાં છે જે ગુજરાત દ્વારા મજબૂત છે અત્યારે આપણે જોઈએ તો વધુ ખર્ચ તેઓ સારું આરોગ્ય માળખું અને સર્વસામેલ સમાવેશી યોજના જે છે તે સારી સેવા પ્રદાનો કરે છે ગામડાઓ આરોગ્ય સેવા પૂરી કરવા પડકારરૂપ છે કેરળ તમિલનાડુ અને કર્ણાટક જેવાં રાજ્યો ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વ્યાપક વ્યાપ છે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ મર્યાદિત્ય છે કેરળ અને તમિલનાડુમાં આ સેવા વ્યાપક અને વધુ સુવિકસિત હોઈ શકે ગુજરાત આરોગ્ય સંભાળની ગુણવત્તામાં મહત્ત્વરૂપે સુધારા કર્યા જ છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પરંતુ તે હજી પણ કેરળ તમિલનાડુ કર્ણાટક જેવાં રાજ્યોમાં સરખામણીમાં પાછળ છે જે આ રાજ્યોમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સર્વસામાન્ય આરોગ્ય સંભાળ સુવિધાઓ ઉપલબ્ધ છે તો આપણે ગુજરાતમાં આરોગ્યમાં સરકારના મોટા ખર્ચ અને સારી નીતિઓનાં કારણે લોકોનું યોગ્ય સુવિધાઓમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યાં જ છે